અભાર તમારો મને આ તક આપવા માટે ઠીક છે તો હવામાન મુજબ ખૂબ જ રસપ્રદ સપ્તાહ રહેવાનું છે એમાં કેટલાક છૂટા છવાયા વરસાદ અને થોડા વાવાઝોડાં જેવા જોવાં મળશે પરંતુ સારા સમાચાર એ છે કે આપણે થોડા ફેરફાર કરવા તૈયાર છીએ અને જેમ જેમ આપણે સપ્તાહના અંતે જોઈએ તો એક ઊચ્ચ દબાણ વધવાની અપેક્ષા રહેલી છે જે વધુ સૂકી અને વધુ સ્થિર પરિસ્થિતિઓ લાવશે તાપમાન વિશે તો હું એટલું જ કહીશ કે તાપમાન એકદમ અહ્લાદક મોટાભાગના દિવસોમાં જોવા જઈએ તો ઊચ્ચ તાપમાન બાવીસથી ચોવીસ ડીગ્રી સેલ્સિયસ રહેશે અને હવે બીજી પ્રવૃત્તિઓ માટે યોગ્ય હવામાન રહેવાનું જ છે અને પુષ્કળ સૂર્યપ્રકાશ પણ આપણને મળી રહેશે જુઓ ચેતવણીમાં તો કહી શકાય તો હાલમાં તો કો્ઈ મોટી હવામાન ચેતવણી નથી દેખાતી જો કે અમે એટલાન્ટિકમાં વિકાસશીલ લો પ્રેસર સિસ્ટમ જે છે ને તેના પર નજર તો રાખી જ રહ્યા છીએ અ પરંતુ આગાહીઓ કરવી એ હજુ પણ વહેલી પડશે પરંતુ તે આવતાં સપ્તાહના અંતમાં થોડું ભીનું હવામાન લાગી શકે છે અને તેનું પ્રગતિનું નિરીક્ષણ કરવાનું ચાલું રાખીશું અને અમારા દર્શકોને માહિતી આ રીતે હંમેશાની જેમ આપતા રહીશું હા તમે જોવાના તો છો જ અને આ રીતે અમે પણ તમને અ આ રીતે અમે પણ તમને અપડેટ આપતા રહીશું ખરેખર બહારનો આનંદ માણવાનો સારો સમય છે પરંતુ હંમેશાની જેમ દરેક માહિતગાર અમે સાથે રાખીશું અને તમને હવામાન તાપમાન અને આ રીતે અનેક પ્રકારની ચેતવણીઓ આપતા રહીશું હા ચોક્કસથી હા ચોક્કસથી લોકોને લોકોનું રક્ષણ કરીશું અને આ રીતે અલગ પ્રકારની ચેતવણીઓ હવામાન અને તાપમાન વિશેની અ અપડૅટો આપતા રહીશું તામારો પણ ખૂબ જ અભાર મને આ તક આપવા માટે